ગુજરાતી સંસ્કૃતિનું ઐતિહાસિક મહત્ત્વ અને સમૃદ્ધિ તેની અનન્ય કલાઓ અને કૌશલ્યોથી પરિપૂર્ણ છે ગુજરાતનું સાંસ્કૃતિક પાયા વિવિધ પરંપરાઓ શિલ્પો સંગીતો નૃત્યો સાહિત્ય અને અન્ય કળાઓથી રચાયેલું છે આ લેખમાં ગુજરાતની કેટલીક મુખ્ય કલાઓ અને કૌશલ્યનું વિશ્લેષણ કરવામાં આવશે નૃત્યો ગરબા ગરબા નૃત્ય ગુજરાતનાં લોકોના મેળા અને તહેવારમાં પ્રસિદ્ધ છે આ નૃત્ય ખાસ કરીને નવરાત્રિમાં કરવામાં આવે છે જ્યાં લોકો સાંગતિક તાલે ગંભીરતાથી નૃત્ય કરે છે ગરબામાં મહિલાઓ પોતાનો કપડાં અને શણગાર દ્વારા ઉત્સાહ વ્યક્ત કરે છે ઢોલી નૃત્ય કન્યા દિન ઉત્તરાયણ અને અન્ય તહેવારોમાં થાય છે આ નૃત્યનો આધાર લોક સંગીત અને સંગીતના વિવિધ રૂપો પર છે આ નૃત્ય દરમ્યાન ડમરું નાક અને ડ્રમનો ઉપયોગ કરવામાં આવે છે સંગીત લોક સંગીત ગુજરાતનું લોક સંગીત તેનાં ભજન ગીતો અને કાવ્યોમાં સમાયેલું છે ઉદાહરણ તરીકે રાધે રમણ અને મઢીયા જેવી શૈલીઓ લોકપ્રિય છે લોક સંગીતમાં સંસ્કૃતિની મહત્તા અને સ્થાનિક સંસ્કૃતિને જીવંત બનાવવાનું કાર્ય કરવાનું છે કલાકાર ગુજરાતના કલાકારોમાં કવિ કબીર નરસિંહ મહેતા અને સૂરદાસ જેવાં લોકપ્રિય નામો છે આ કવિઓએ સૃષ્ટિ પ્રેમ અને જીવનની સુંદરતાને ગીતોમાં મૂકી હતી શિલ્પ અને કલા પાટલાનો શિલ્પ પાટલા જે ગુજરાતનાં લોકોની ઓળખ તરીકે જાણીતા છે તેમની સુંદરતા અને કૌશલ્યમાં એક એનોખી ઓળખ ધરાવે છે પાટલાનો ઉપયોગ ગૃહ સજાવટ વસ્ત્રો અને કલા રૂપોમાં થાય છે મીઠા કળા ગુજરાતી લોકોનું મીઠા કળા અતિ પ્રાચીન છે તે કાશ્મીરની કલાની જેમ મીઠાનાં નાજુક અને સુંદર આકારો બનાવવામાં સક્ષમ છે આ કળા ઉપયોગી છે અને વિવિધ પ્રસંગોમાં વધાવી પણ શકાય છે સાહિત્ય ગુજરાતી સાહિત્યનો વિકાસ ઘણા કવિઓ અને લેખકો દ્વારા થયો છે સાહિત્યમાં મજા અને લાગણીનું સરસ સંકલન જોવા મળે છે કવિ કબીર નરસિંહ મહેતા અને શામળા શંકર જેવાં નામો લોકપ્રિય છે નાટક ગુજરાતીમાં નાટકની પરંપરાઓ પ્રાચીન કાળથી છે જમીનદાર અને હરિભાવ જેવી નાટકોમાં જીવનનાં વિવિધ પાસાઓનું વર્ણન કરવામાં આવે છે ગુજરાતી નાટક મજેદાર અને શૈલીમાં અનન્ય છે કિલ્લો અને સ્થાપત્ય બંધેરનો કિલ્લો ગુજરાતમાં અનેક ઐતિહાસિક કિલ્લાઓ અને મજબૂત બનાવટો છે જેમકે બંધેર કિલ્લો જે અહીંના ઇતિહાસ અને સંસ્કૃતિની વારસાની વાર્તા કહે છે આ કિલ્લાઓને કારણે ગુજરાતની ઐતિહાસિક મહત્વતા પ્રગટ થાય છે હવેલીઓ ગુજરાતની હવેલીઓ પોતાની સુંદર બાંધકામ રંગીન કાચ અને ફેન્સી શૈલીઓ માટે જાણીતી છે આ હવેલીઓ સ્થાનિક વારસાના પદાર્થ તરીકે ઓળખાય છે અને સામાજિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે પછી હાથની કલા મૌલિક કલા ગુજરાતની હાથથી બનાવેલ વસ્તુઓમાં મહેમાન ગતિ ઘરોની શણગાર અને વિવિધ સાધનોનો સમાવેશ થાય છે ભારતીય સંસ્કૃતિમાં આ કળાને ખૂબ મહત્ત્વ છે કાન્તા કારીગરી કાન્તા કામ સાથે જોડાયેલું એક મહત્ત્વપૂર્ણ કૌશલ્ય છે જ્યાં કાન્તા અને કાપડનો ઉપયોગ કરીને સુંદર શણગાર બનાવવામાં આવે છે આ કળા સાથે સંબંધિત છે અને જુદી જુદી ધાર્મિક અને સામાજિક પ્રસંગો માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે મલખામા ગુજરાતનાં ખાસ મલખામા જે શારીરિક કૌશલ્યનો વિકાસ કરવા માટેની એક કલ્પના છે મજબૂત શારીરિક તાકાત માટે ઓળખાય છે આ રમતો પરંપરાગત ભવ્યતા ભવ્યતા પણ ધરાવે છે ઉપનિષદો અને ધર્મો ઉપનિષદ અને આધ્યાત્મિક સાહિત્યમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે અહીંના સંતોએ જીવન અને આત્મા વિષે ઊંડા વિચાર કરવા માટે પ્રેરણા આપી છે પરંપરાગત ખોરાક ગુજરાતી સંસ્કૃતિનું પણ ખોરાકમાં વિશેષ સ્થાન છે દાળ ભાત કઢી અને ઢોકળા જેવી વાનગીઓ વૈવિધ્યસભર છે આ ખોરાક પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે અને તેમાં સ્થાનિક સામગ્રીનો ઉપયોગ થાય છે તહેવારો અને ઉજવણીઓ ગુજરાતમાં ઉજવાતા તહેવારો જેમકે દિવાળી મકર સંક્રાંતિ અને રક્ષા બંધન લોક કલાઓ અને કૌશલ્યની ઉજવણીનું સ્થાન છે આ તહેવારોમાં સામૂહિક રીતે ભાગ લેતા હોય છે જેના દ્વારા પરંપરાગત અને સાંસ્કૃતિક વિશેષતાઓ જળવાઈ રહે છે સંઘર્ષ અને પડકાર ગુજરાતી સંસ્કૃતિનાં આ કલાઓ અને કૌશલ્યો સ્મૃતિને જીવંત રાખવા માટે હંમેશા જાળવવામાં આવે છે પરંતુ આધુનિકતાને કારણે કેટલાક પડકારો પણ આવી રહ્યા છે જેમકે નવી પેઢી વિવિધ સમકાલીન તાલીમ અને ટેકનોલોજી તરફ દોરી રહી છે નિષ્કર્ષ ગુજરાતી સંસ્કૃતિમાં કલાઓ અને કૌશલ્યનો સમૂહ અઢી હજાર વર્ષોથી વિકસિત થઈ રહ્યો છે આ સંસ્કૃતિએ તેનો ઐતિહાસિક સાંસ્કૃતિક અને કળા માટેનો વારસો જાળવ્યો છે જે ગુજરાતનાં લોકો માટે અતિ મહત્વપૂર્ણ છે આ બધું સાંસ્કૃતિક એકતાનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતીની ઓળખને વિશાળ બનાવે છે